રમતથી એ ફાયદો થાય છે કે તમે તાવ આયવો હોયને તો તમે રમોને તો તમારો પરસેવો થાયને એ પરસેવાના જોડે જોડે તમારો તાવ બી જતો રહે